હા રોયલ કિચનમાંથી વાત કરો છો હા મેં તમારા ગયા રવિવારે જ્યારે મારા ઘરે મહેમાન આવ્યા જતા ત્યારે મેં તમારા હોટલ ઉપરથી સબ્જી રોટી દાલ ફ્રાય વગેરે મંગાવ્યુ હતું સ્વીટ પણ મંગાવ્યું હતું તેમાં તમારે જે પનીરની સબ્જી હતી એટલી જોરદાર હતી એનો ટેસ્ટ એટલે એકદમ જોરદાર આટલી આટલી બધી હોટલોમાં મેં ટેસ્ટિંગ કર્યું છે પણ આવો ફૂડ એટલે એકદમ જોરદાર પનીરની સોફ્ટીનેસ ને એટલું હતું ટેસ્ટીંગની તો વાત જ નહીં પૂછો કેટલી બધી જગ્યા ઉપર અમે ફૂડ ખાધું છે કે પનીરની સબ્જી પણ અહીંયાંની પનીરની સબ્જી એકદમ ગુડ હતી અને કોલેટી બી સારી હતી અને ટેસ્ટની તો બહુ જોરદાર હતો પછી દાલ ફ્રાય એમાં જે તમારા રાઈસને જે રાઈસની વાત કરીએ તો રાઈસ બી એકદમ સ્મૂથ અને એકદમ સોફ્ટીનેસ એટલે આમ ખાવાનું પણ સારું લાગે એવું લાગે છે કોઈ આમ ભલે તમારું કોન્ટિટી પર સારી હતી અને ડિલેવરીની તો વાત કરીએ તો એટલું ફાસ્ટ તમારે તાં ડિલેવરી થાય છે કે મેં ઓડર કર્યો છે મેં મારા ઘરે મિનિમમ પાંચસો જેટ મેં ત્રણસો ચારસો લોકોનો ઓડર કર્યો હતો તો બી તમારી હોટલમાંથી ફટાફટ ઓડર થઈ ગયો છે અડધી જ કલાકની અંદર મને બધું જ ફૂડ મળી ગ્યું છે એ તમારી સર્વિસ મને બહુ જ ગમી જ્યારે બીજી બધી જગ્યા ઉપર આપણે બે વ્યક્તિઓ માટે પણ ઓડર કરીએ ને તો બી આપને દસથી વીસ પચીસ મિનિટ જેટલું લાગે કોઈ જગ્યા પર વેટિંગ કરાવે પર તમારી જો હોટલની વાત કરીએ તો એમાં આવું કશું તે છે જ નથી તમે અમને ફટાફટ ડિલેવર કરી દીધો અને સરસ એકદમ તમારી સર્વિસ બી અમને બહુ ગમી મતલબ કે તમારું પેકેજિંગની જે ફૂડ સર્વિસ માટે અહીંયાં આયવા છીએ તો એની પેકેજિંગ બી એકદમ જોરદાર હતું કે એમ તમે એવું લાગે કે નહીં એકદમ ફાઇવ સ્ટાર હોટલમાંથી જ એકદમ હાઇ ક્લાસ હોય ફૂડ એવી રીતે પેકેજિંગ બી હતું ને ફૂડ તો તમારું એકદમ એ વન હતું પ્લસ બીજી વસ્તુ કે તમારે તમારી જે હોટલ ઉપર અમે ઘણી વખત જમવા માટે આવીએ છીએ તો તમારું ત્યાંનું જે નેચર છે એમનો તમારો જે સ્ટાફની સર્વિસ છે એ બી ગુડ છે ત્યાંનું ઇન્ટિરિયર અને ફર્નિચરની વાત કરીએ પછી એટ્મોસફીયર બી એટલું સરસ છે કે તાં જમવાની એમ વાઈબ્સ એટલે કે જમવાની મજા આવશે તમારે ત્યાંની સર્વિસ તમારા લોકો તમારા મેનેજર તમારો સ્ટાફ એકદમ સરસ રીતે અમને સર્વિસ કરે છે એમને બધાને વ્યવસ્થિત રીતે જમાડે છે એટલે ખુશી ખુશી જમવાની પણ બહુ મજા આવે છે પ્લસ કે અમને જે પૈસાની વાત કરીએ તો પૈસા બી એકદમ ઓછા હોય છે સા ઓછા પૈસાની અંદર સારી કોનટેટી અને સારી કોલેટીની અંદર ખાવા મળે છે હું તો એવું બધા જ લોકોને એવું કહેવા માંગું છું કે તમારે જમવું હોય તો અહીંયાં જ જમો બીજે ક્યાંય નહીં તમારા ફૂડની તો વાત જ નહીં કરો ફૂડ તો તમારું બહુ જોરદાર હતું ઓકે